મારી ફિલ્ડ આમ તો હું ગ્રેજ્યુએસન કરીને ત્યારબાદ મને એ વિચાર થયો કે જ્યારે અન્નદાતા જ અન્નદાતા જ કહેવાય છે તો આપણે નોકરીને ફરિજિયાત હું તે માટે હું ખેતી તરફ વળ્યો અને ખેતીમાં જ્યારે મેં ચાલું કર્યું ત્યારે તે વખતે તો લગભગ બે હજારની સાલમાં હું ખેતીમાં ગયો ત્યારે ખાતર સેંદ્રિય ખાતરોનો શરૂઆત થઈ ત્યારબાદ ધીરે ધીરે ખેતીઓ ખલાસ થવા માંડી ને ખેતરો નષ્ટ થવાનાં આરે આવ્યાં ત્યારે મને વિચાર આવ્યો કે કેમ આપણે સારું ન ખાઈએ તે માટે અમે ઓર્ગોનિક લગભગ પચાસ ટકા પેલું સેંદ્રિય ખાતર વન કારે એ ખાતર બંધ કરીને અમે સેંદ્રિય કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરતા થયા અને અમારા ઘર માટે તો અમે સ્પેશિયલ આ જ ખાતરનો ઉપયોગ કરીએ છીએ ને એનો જ ખોરાક ખાઈએ છીએ અને દુનિયાને પણ અમે સારું ખોરાક આપી શકીએ તે માટે અમે પૂરતા પ્રયત્નો કરીએ છીએ અને જ્યારે અમે ખેતી કરીએ છે તો ખેતરમાં જઈએ તો અમને એવો આનંદ આવે કે કે ભાઈ આપણી પ્રોપટી જે ફેક્ટરીનો આનંદ નથી આવતો એ અત્યારે અમોને ખેતરમાં ખુલ્લું વાતાવરણ હોય ઑક્સિજન ભરપૂર હોય અમારે બધી રીતે અમે ત્યાં જઈએ તો અમને સ્વર્ગ જેવો અનુભવ થાય છે તો અમે તો એવું કહેવા માંગીએ છીએ કે ખેતી કરવા ને એની તરફ વળવામાં અને સાત્વિક ખેતી કરવી ને તેનાથી આપણે માનવજીવન પણ બચાવી શક્યું મેઇન પાયો માનવજીવનને બચાવવા માટેનો ખેતી જ છે ખેતી તમે જ્યાં સારી રીતે અને જે પોઇઝન બજારમાં હમણાં વેચાય છે દવાઓ એને બંધ કરીને આપણે સેન્દ્રિય ખાતરો નાખીને અને એનો ઉપયોગ કરીએ તો આ જગતને એક નવું જીવન આપી શકીએ જેમ ભગવાને સૃષ્ટિની રચના કરી તે વખતે એમણે જે રચના કરી છે તો તમને આ ખાતરો માટે નથી કરી કે ભાઈ તમે પોઈઝન ઉત્પન્ન કરીને લોકોને ખવડાવો એટલે મારું કહેવાનું તો એવું છે કે ખેતી એક એવું વ્યવસાય છે કે જેમાંથી એક નાખો ને હજાર મળે છે અને જ્યારે કોઈ ફેક્ટરીમાં તમે એટલું બધું નાખો તો પણ એટલું મળી નથી શકતું તો મારે આજના યુવાનો અને દરેકને કહેવાની ઈચ્છા થાય કે ખેતી તરફ તમે જાઓ ખેતર જાઓ અને તમને જે આનંદ મળશે ત્યાં તે આનંદ કોઈ પણ હિલ સ્ટેસન કે ગમે ત્યાં જાવ ત્યાં નહીં મળી શકે કારણ કે ખેતર જાવ એટલે ખેતર તમારી જોડે વાત કરે એવો અનુભવ થાય છે પ્રકૃતિ